ગેમ્સમાં જાતીય સમૂહ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે ગેમ્સમાં વધુ વિવિધતા અને સમાવેશતાને પ્રોત્સાહન આપવું જેથી વિવિધ જાતીય સમૂહ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ થાય ગેમ્સમાં જાતીય સમૂહ અને મહિલાઓને સામેલ કરવા અને તેમના અવાજોને સાંભળવાનું મહત્ત્વ છે જાતીય સમૂહ અને મહિલાઓના પ્રતિનિધિત્વ સ્વીકારવા જોઈએ જેથી ગેમ્સમાં જાતીય સમૂહ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા વધારવા માટે હું તેને પ્રોત્સાહિત કરવાનું કામ કરીશ અને જાતીય સમૂહ અને મહિલાઓનો સામેલ કરવા અને તેને અવાજો સાંભળવાનું ખૂબ જ અગત્યની બાબત છે ગેમ્સમાં વધુ વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવું જેથી મહિલાઓ અને પ્રેશ પ્રેક્ષકો માટે તે કાયમી ગેમ્સ અને તેનો બદલાવ કરવો એ યોગ્ય અને અનિવાર્ય અનિવાર્ય છે જેથી ગેમ્સમાં જાતીય સમૂહ અને મહિલાઓને પ્રતિનિધિત્વ ધરાવે છે